મારું લેખન કાર્ય અલગ અલગ લોકો લખતા હોય છે તેના કરતાં થોડુંક જુદું પડતું હોય છે મને નાની નાની વિગતો નોંધી દેવાની ટેવ છે અને લાંબુ લાંબુ વર્ણન કરતો હોઉં છું ક્યારેક મને પણ પોતાને પણ એવું લાગે છે કે આ બહુ બોરિંગ થઈ જશે આ લખાણ અને આટલું બધુ લખેલું જે મારું છે તે લોકોને ગમશે પણ નહીં જે વસ્તુ ટૂંકમાં સમાવી શકાય એવું હોય છે તો એમાં મારે ઘણું બધુ લંબાણપૂર્વક લખવું પડતું હોય છે એટલે ક્યારેક મને એવું થાય છે કે આ એક ફિલ્ડ એવું છે કે જે મારે સુધારવું જોઈએ આપણે જેમ કહીએ ને કે ઘડામાં સાગરને સમાવવો ગાગરમાં સાગરને સમાવવાનો તો એટલે કે સાગર જેટલું મોટી જો મેટર હોય તો એને તમે બ્રીફમાં સારી રીતે સુંદર રીતે રજૂઆત કરીને ટૂંકમાં પણ પતાવી શકો પણ કમ નસીબે મને એ બધુ થોડુંક અઘરું લાગે છે અને એટલા માટે હું એમાં સુધારો થાય એવું ઈચ્છતો હોઉં છું અને એના માટે હું પ્રયત્નશીલ પણ હોઉં છું અને હું બીજા લોકોનું જે લખેલું હોય છે રાઇટિંગ એ હું જોતો હોઉં છું કે કેટલું સુંદર રીતે એ લોકોએ ટૂંકમાં સમજાવ્યું છે એટલે મારે ઘણીવાર એવું થાય છે કે લોકો જે વસ્તુ અડધી કલાકમાં લખીને નવરા થઈ જતાં હોય તો મારે એક કલાક થઈ જતો હોય છે કારણ કે આ મારી જે ટેવ છે એક મને લાગે છે કે મારે એમાં સુધારો કરવો જોઈએ પણ બહુ આમ જો કહીએ કે આપણે નાનપણથી મને એવી ટેવ પડી ગઈ છે કે નાના નાના પ્રશ્નોના જવાબ પણ હું એક નિબંધની જેમ લાંબુ લાંબુ લખતો હોઉં છું એટલે હવે એના એ સુધારવા માટે થઈને પણ હું જે અલગ અલગ લોકોનું લેખન હોય છે તે જોતો હોઉં છું કે કેવી સુંદર રીતે એ લોકો ટૂંકમાં પોતાની રજૂઆત કરી શકે છે હું જ્યારે આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા જાઉં છું જે અમારા ધાર્મિક ગુરુજી કરતા હોય છે તો એમાં એ લોકો અલગ અલગ પ્રકારનાં પ્રવચનો લેતાં હોય છે અલગ અલગ વિષયો કવર કર્યા હોય છે ઉપનિષદના હોય વેદના હોય ભાગવદના હોય ભગવદ્ ગીતાના હોય તો એ બધા પ્રવચનો એ લોકો જ્યારે બોલતા હોય ત્યારે બીજા જે સાધકો હોય છે કે જે સાંભળનારાઓ હોય છે શ્રોતાઓ તો એ લોકો ટૂંકમાં એના મુદ્દા નોંધી લેતા હોય છે પણ હું જ્યારે સીધું સાંભળું છું પ્રવચન તો મને રનિંગ લેકચર જે આપણે કહીએ ને કોલેજમાં કે સ્કૂલમાં લખીએ એવી રીતે ટેવ પડી ગઈ છે એટલે મારે શું છે કે ઘરે આવીને ફરીથી એનું બ્રીફ વર્ક કરવું પડે જે વસ્તુ વસ્તુ લાંબી લાંબી હતી એને મારે ટૂંકમાં સમાવીને એક સુંદર રીતે બને એટલું સુંદર રીતે રજૂઆત કરવાની હવે હું કોશીશ કરું છું